હેલો નેહરુજી જોશી હિયર

હા તો તમે ડુમસ અહીંથી જો તમે લાઇક ઓટો ઉબેરમાં જઈ શકો છો કાં તો ઓલા બુક કરાવી શકો છો કાં તો કેબ બુક કરાવી શકો છો એ ઈઝી રહેશે ઓલ્મોસ્ટ બાય કાર તમે જાવ પોતાની કાર લઈને તો તમને હાફ એન અવર થાય અડધો કલાક થાય સારામાં સારી ત્યાંની ફેમસ છે ટામેટાનાં ભજીયા અને ઓલમોસ્ટ બધાં જ પકોડી સેન્ટર કે મેગી કે તમને જે યોગ્ય લાગે તે હા એ મારા ધ્યાનમાં બે દુકાન છે એક લશ્કરી ભજીયા છે અને એક કનૈયા ભજીયા છે લશ્કરી ભજીયા તમને ચર્ચની નજીક મળી જશે અને ત્યાંથી થોડાક આગળ જશો બિચ તરફ તો તમને કનૈયા ભજીયા પણ મળી જશે સાવચેતી રૂપે એ કે તમે બને ત્યાં સુધી સાંજે તો તમે છ વાગે કે ત્યાં જાવ તો તમે બીચની નજીક ના જશો બીકોઝ ત્યાં ઘણાં બધાં એ લોકો એ રીસ્ટ્રીક્સન રાખ્યા છે અને બને ત્યાં સુધી તમારે વહેલી સવારે જાવ તો પણ સારું રહે ઓકે થેન્ક યુ